મેં હમણાં જ એક નવો ફોન ખરીદ્યો આ ફોનના રિવ્યુ માટે મારે થોડાં વાક્ય લખવા છે આ ફોનની સૌથી સારામાં સારી ક્વોલિટી હોય તો એનો સ્ક્રીન ડિસ્પ્લે બહુ સરસ છે એનો વોઇસ મ બહુ સારો આવે છે ઓડિયો સારું છે ફોનની બેટરી ખૂબ સારી ચાલે છે એક દિવસ ચાર્જ કરું છું તો બીજા દિવસ સુધી પણ ચાલે છે